ત્યાં મને જવાનું ગમે છે ત્યાં એક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ગોવા છે શિવરાજપુર બીચ છે દરિયાકિનારો છે અને ધાર્મિક સ્થળો છે જેમ કે ચોટીલા છે પાવાગઢ છે મહાકાળીનું મંદિર છે અને ઝરિયા મહાદેવ છે માટેલ માતનું મંદિર છે અને આવાં એવાં જે ધાર્મિક સ્થળો છે અને જે પર્યટન સ્થળો છે દરિયાકિનારો છે જંગલ વિસ્તાર છે ગિરનાર એ ત્યાં જવું મને ખૂબ જ ગમે છે